નાનપણથી જ મને નર્સિંગમાં આગળ વધવું હતું પરંતુ ઘરની પરિસ્થિતિના કારણે હું બીએનો અભ્યાસ પૂરો કરી શકી પણ નર્સિંગ કરવું છે એવું ઘરના પરિસ્થિતિ જોઈને બોલી જ ન શકી પણ મને આર્ટ અને ક્રાફ્ટનો પણ એટલો જ શોખ હતો જે મેં લગ્ન પછી પણ ટકાવી રાખ્યો હું દરરોજ મારા ઘરના આંગણે રંગોળી કરતી જે આજે પણ વાર તહેવારે કરું છું ઘર સજાવવા દિવાલો રંગવી એમાં ચિત્રો દોરવા સિલાઈ કામ તેમજ ભરત કામ કરવું દિવાળી નજીક આવતા તોરણ બનાવવા આ બધા કામ આજે પણ હું કરું છું